ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને વ્યવહારિક અને વ્યવસાયિક કૌશલ્ય ઉપર પૂરતું ધ્યાન આપી શકાય તે માટે અલગ અલગ પ્રકારના વિવિધ ઉપાયો કરવામાં આવ્યા છે જેમ કે ટેકનિકલ એજ્યુકેશન અત્યારના વિદ્યાર્થીઓ ટેકનિકલ એજ્યુકેશન મેળવે માત્ર અભ્યાસક્રમનું જ નહીં તે માટે ટેકનિકલ એજ્યુકેશન માટે અલગ અલગ પ્રકારની સંસ્થાઓ બનાવામાં આવી છે જેમાં ઇન્સ્ટિટ્યૂટસ અલગ અલગ છે એ સિવાય પોલિટેકનિક ગુજરાતમાં અલગ અલગ ટેકનિકલ ઈન્ટીટ્યુટ અને પોલીટેકનિકની સ્થાપના કરવામાં આવી છે જેમ કે એલડી કોલેજ ઓફ એન્જીનિયરિંગ નિરમા યુનિવર્સિટી એસવીએનઆઈટી સુરત પછી એ સિવાયની પણ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં આ બધી ઇન્સ્ટિટ્યૂટમાં આધુનિક લેબોરેટરી હોય છે અદ્યતન અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટેની પણ બધી સુવિધાઓ હોય છે એ સિવાય ઘણી બધી આઈટીઆઈ બનાવામાં આવી છે ઇંડસ્ટ્રિયલ ટ્રેડ માટેની તાલીમ આપવામાં આવી છે ખાસ તો ગુજરાત સરકારે મહિલાઓ માટે પણ અલગથી આઈટીઆઈ બનાવી છે જ્યાં એ લોકોને સીવણ ગૂંથણથી માંડીને બ્યૂટીપાર્લરના કોર્સ બીજા બધા કોર્સ પણ કરાવામાં આવે છે જેથી એ લોકો પોતાના પગ પર આત્મનિર્ભર બનીને રહી શકે દિવ્યાંગો માટે પણ સ્પેશ્યલ પોલિટેકનિક છે જ્યાં દિવ્ય માટેની આઈટીઆઈ માં આ પ્રકારના કોર્સ અલગથી ચલાવામાં આવે છે એ સિવાય ઇન્ડસ્ટ્રી એકેડેમિયા કોલોબ્રેશન એટલે ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે એકબીજાની વચ્ચેનું કામકાજ વધે સહકાર વધે એ માટે બધા વિવિધ પ્રકારના એમઓયુ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં આઇવા છે જેથી વિદ્યાર્થીઓને ઉદ્યોગની જે બધી જરૂરિયાત છે એના અનુસારની તાલીમ મળી શકે કારણ કે નહીંતર એવું બને કે શિક્ષણ સંસ્થાઓ કંઈક અલગ તાલીમ આપતી હોય અને ખરેખર જે ઇન્સ્ટ્રીમાં કામ કરવાનું છે એ લોકોને બીજી અલગ જરૂર હોય તો આ બંનેનો સમન્વય થવાથી અવે એવું બન્યું છે કે કારખાનામાં ફેક્ટરીમાં જે પ્રકારના વિદ્યાર્થીઓની એ લોકોના કર્મચારીઓની જરૂરિયાત હોય એ પ્રકારના વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ એની તાલીમ જ એ પ્રકારે મળી હોય કે એ લોકોએ એ વ્યવસાયમાં જયારે જાય નોકરીમાં ત્યારે એનો ઉપયોગ બી થાય એ સિવાય ટીચર ટ્રેઈંગ સેન્ટર પણ ઘણાં બધાં શરૂ કરવામાં આવ્યા છે શિક્ષક તાલીમ કેન્દ્રો એટલે સમગ્ર ગુજરાતનાં વિવિધ શિક્ષણ તાલીમ કેન્દ્રો ચલાવામાં આવે છે જેમાં ડીઆઈઈટી એટલે કે ડિસ્ટ્રીક ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ પછી ગી જીસીઈઆરટી એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસેર્ચ એન્ડ ટ્રેનિંગ આ બધાં કેન્દ્રો જે છે એ શિક્ષકોને નવી શિક્ષણ પદ્ધતિ અને ટેકનોલોજીનો ઉપયોગ કરતાં શીખવે છે એ સિવાય ઓનલાઇન પણ તાલીમ આપવામાં આવી રહી છે આ ટ્રેનિંગ આપવામાં આવે છે ઓનલાઇન જેને કારણે શિક્ષકો સમયસર અને સરળતાથી નવીન પદ્ધતિઓ શીખી શકે એ સિવાય વ્યસાયિક યુનિવર્સિટીઓ શરૂ થઈ છે વોકેશનલ યુનિવર્સિટી જેમાં જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારના વ્યવસાય લક્ષી સિલેબસ અભ્યાસક્રમ ચલાવામાં આવે છે જેમાં ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ આ બધાનો પણ સમાવેશ થાય છે આ બધા જ અભ્યાસક્રમો ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ ડિઝાઇન કરવામાં આવ્યા છે કૌશલ્ય યુનિવર્સિટી સ્કિલ યુનિવર્સિટી સ્પેશ્યલ જેને ગુજરાત કૌશલ્ય દિવસ એટલે કે જીકેએસ તરીકે પણ ઓળખાય છે એમાં પણ વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો આપવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓને નોકરી માટે તૈયાર કરે છે એ સિવાય બી વોક નો પણ એક કોર્સ શરૂ થયો છે કોલેજીસમાં બેચલર્સ ઓફ કોમર્સ પણ વિથ વોકેશનલી છે એટલે બી વોક તરીકે ઓળખાય છે એટલે વિદ્યાર્થીઓ જે પ્રકારના એકાઉન્ટની જરૂર હોય ક્લર્કની જરૂર હોય એ પ્રકારની જ સીધી તાલીમ મેળવે છે એ પ્રકારના સ્પેશ્યલ અભ્યાસક્રમો સમગ્ર ગુજરાતમાં રાખવામાં આવ્યા છે નવો અભ્યાસક્રમ જે હમણાં થોડા સમયથી બહાર પડ્યો છે અને નીતિઓ લાગુ પડી છે એ પ્રમાણે એની પી બે હજાર વીસ અંતર્ગત મોટા ભાગની સ્કૂલોમાં છઠ્ઠા ધોરણથી જ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે અને આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને નાનપણથી જ વ્યવસાયલક્ષી ટ્રેનિંગ આપવામાં આવે છે પછી જે અત્યાર સુધીના સિલેબસ હતાં કોર્સ હતાં એ બધાંને અપગ્રેડ કરવામાં આવ્યા છે સ્કૂલ અને કોલેજોના અભ્યાસક્રમોને અપગ્રેડ કર્યા જેથી ત્યારે આધુનિક ટેકનોલોજી અને ઈન્ડસ્ટ્રીની જે જરૂરિયાત છે એની સાથે એ કોમ્પિટેબલ હોય સુસંગત રહે પછી ઉદ્યોગો સાથે સહકાર ઈન્ડસ્ટ્રી જે છે એની સાથે લોકો જોડાયા છે બધાની સાથે કો ઓપરેશન થઈ શકે એટલે એના માટે ઈન્ટનશિપ માટે વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે એમાં ઇન્ટર્નશિપ પણ હોય અને ટ્રેનિંગ પણ હોય જેથી એ લોકોને પ્રેક્ટિકલ અનુભવ થાય ઇન્સ્ટિટ્યૂટમાં શીખતા હોય એ બાબત કરતા સિવાયનું અલગ અનુભવ થાય એ ઉપરાંત કેમ્પસ પ્લેસમેન્ટ એટલે ઘણી બધી કોલેજો અને યુનિવર્સિટીઓમાં કેમ્પસ પ્લેસમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી હોય જોબ ફેર બહુ બધી જગ્યાએ થાય છે નોકરી મેળા યુનિવર્સિટી છે પોતે જ આયોજન કરતી હોય કે જેની અંદર અલગ અલગ કંપનીઝને બધાને ઇન્વાઇટ કર્યા હોય એના સ્ટાફને રીક્રુટમેન્ટ માટે અને એમના બધા વિદ્યાર્થીઓ એમને પણ સાથે રાખેલા હોય કે બધા વિદ્યાર્થીઓ અવેલેબલ હોય ત્યારે જ એ લોકોના ઇન્ટરવ્યૂ થાય અને ત્યાંથી ને ત્યાંથી કેમ્પસ પ્લેસમેન્ટ મળી જાય એટલે જે વ્યવસાય લક્ષી તાલીમની જરૂર પડતી હોય એ વ્યવસાયલક્ષી તાલીમ પણ મળી હોય અને એ પ્રકારના તાલીમબદ્ધ વિદ્યાર્થીઓ ઉદ્યોગોને પ્રાપ્ત થાય છે તેથી બંનેની વચ્ચે સેતુ બનવાનું કામ ગુજરાત સરકાર ખૂબ સરસ રીતે કરી રહી છે હાલમાં